અમારા ઘરનું ટેરિસ કે જ્યાં મને યોગ કરવાનું સ્થાન સારું એવું લાગે છે અને ત્યાં મને આજુ બાજુનું વાતાવરણ પણ સારું લાગે છે જેથી હું ત્યાં મારું ધ્યાન ત્યાં કેન્દ્રીત કરી સકું છું અને પ્રેક્ટિસ સાથે કનેક્ટ થવાની ક્ષમતા મને વધારે ફાળો આપે છે કેમકે તે જગ્યા આજુ બાજુ વાતાવરણ સરસ મજાનું ખૂલ્લું હોય છે હવાની અવર જવર હોય છે અને ખુલ્લા આસમાન નીચે યોગ કરવાથી મને સારું લાગે છે જેથી હું મારુ સ્થળ એજે મારું ટેરિસ છે ત્યાં જ હું મારા યોગ કે કસરત કરું છું